ખેત યાની ખેડૂતો માટે સમાજનો સહકાર મેળવવા માટે કેટલીક મહત્ત્વની પધ્ધતિઓ અપનાવાની શકાય છે જેવી કે જાગૃતિ અને શૈક્ષણિક છે સંવાદ અને સહયોગ છે ખેડૂત આધારિત કાર્યક્રમો છે સ્વદેશી ઉત્પાદનો પ્રોત્સાહન છે વૈકલ્પિક બજારો અને ભાવ નિર્ધારણ સહ છે સામાજિક ભાગીદારી છે એન જી ઓ શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો ખેડૂતોને ટેકનિકલ અને મસીનરી સહાય યતા પ્રદાન કરીને ખેતીને પ્રોત્સાહિત કરી શકે છે